રિલેક્સ મસાજ સેન્ટર ઓકે મેમ તમને ફૂલ બોડી તમને બોડી મસાજ જોઈએ છે કે ઓન્લી હેડ માટે ઓકે ફૂલ બોડીમાં અમારી પાસે હર્બલ ઓઇલ મસાજ છે અને ડીપ ટિશ્યૂ મસાજ છે બેની ડયૂરેશન દોઢ દોઢ કલાકની છે અને ફૂલ બોડી મસાજમાં ખાલી કોકોનેટ ઓઇલ વપરાય છે એમાં હર્બલ ઓઇલ નથી વપરાતું તો અગર તમને કોઈ બી જાતની એલર્જી હોય તો એ તમારી માટે સારી રહેશે ઓકે એટલે અમારું ક્લિનિક સવારે દસ વાગ્યે ખૂલી જાય છે તો એ પ્રમાણે તમને જે બી ટાઈમ અનુકૂળ આવે મારી બે વાગ્યેની અપોઈન્ટમેન્ટ છે તો તમે એ પ્રમાણે મને કહો તમને ક્યારે ફાવશે હં સવારે સવા દસ સાડા દસ વાગ્યે તમે આવશો તો કોઈ પ્રોબ્લેમ નહીં હા ઓકે જે ફૂલ બોડી મસાજ છે ને એનું ચાર્જ નાઇન હન્ડરેડ રૂપીસ છે અને જે હર્બલ ઓઇલ મસાજ છે એનો પ્રાઇઝ ટવેલ હન્ડરેડ છે અને તમે ફર્સ્ટ ટાઈમ આવી રહ્યા છો એટલે અમે ટેન પરસેન્ટ ડિસ્કાઉન્ટ કરી આપીશું

તો હું તમારી અપોઇન્ટમેન્ટ લખી દઉં ઓકે કેટલા વાગ્યેની મેમ ઓકે અને કેટલા લોકો છે ઓકે ઓકે નો પ્રોબ્લમ અને તમે જેટલા બી લોકો આવી રહ્યા છો એમને કોઈક બી ટાઈપની એલર્જી કે એવું કંઈ કોઈ એલર્જી નથી ને ઓકે મેમ થેંક્યું સો મચ ફોર ધ અપોઇન્ટમેન્ટ અગિયાર વાગ્યે રાઇટ ઓકે મેમ થેંક્યું સો મચ